યસ સર નમસ્કાર સહજાનંદ સ્વીટમાંથી બોલું છું બોલો હા બોલો ન સાહેબ ઓકે સાહેબ ઓકે સાહેબ આપણે મીઠાઈમાં તો બધી લિક્વિડ મીઠાઈ છે પછી પેંડા અને બરફી છે બરોબર છે અને લાઈવ મીઠાઈ હલવો અડદિયાનો લચકો આ બધી વસ્તુઓ આપણે રાખીએ છીએ પણ તમારે માટે હું એક વસ્તુ જાણી શકું કે તમારે શેનો પ્રસંગ છે લગ્ન પ્રસંગ છે ઓકે અને કેટલા લોકોનો પ્રસંગ છે પાંચસો માણસ જેવું છે હા તો ઓકે પચાસ કિલો તો બરોબર રહેશે અને બપોરનો પ્રસંગ છે કે સાંજે છે બપોરે જમાડવાનો છે ઓકે હવે જો એમાં લિક્વિડ સ્વીટ રાખવી હોય તમારે તો બરોબર છે તો અંગુર રબડીને આવે છે બરોબર છે જે આપણે સ્વીટ વાઇસ કમ્પ્લીટલીજ આવશે અમૂલ દૂધમાંથી જ આવશે અને બધું પ્યોર વસ્તુ બનાવેલ ઓકે તમને સેમ્પલ હશે તો ટેસ્ટ એ કરાવી દઈશ અને પણ એ આપણને ચાર સો ચાલીસ રૂપિયા કિલો પડશે અને તમારે એમાં ઓર્ડર ક્વોન્ટિટી થોડીક પચાસ કિલોથી વધારવી પડશે કેમ કે એ ચાર લોકો પર હેડ ઘણાયે એવી રીતે મતલબ અને હા તો બીજી સ્વીટમાં આપણી પાસે છે ને બે વસ્તુ છે તમે જોવો વૈરાઈટી વાઇસ કસ્ટમર ને વપરાવ ખવડાવીએ તો લીલા નારિયેળનો હલવો આવે છે જે આપણી સેમ પ્રોડક્ટ છે લાઈવ બનેલી હોય ડીશમાં આવશે એ બધાંને બહુ ઘણું ભાવે અને તમને ભાવમાં પણ ઘણી સસ્તી પડશે કેમકે એ ત્રણ સો વીસ રૂપિયા કિલો પડશે ત્રણ સો વીસ રૂપિયા પડશે અને એની ક્વોન્ટિટી એક કિલોમાં પચીસ જેવા નંગ આવસે તમારે તો આરામથી એક કિલોમાં છે ને ચાર પાંચ લોકો ખાઈ શકશે આ ક્વોન્ટીટી માટેનું રેટ સાહેબ તમને કીધું છે ત્રણ સો વીસ રૂપિયા આમ તો જનરલી આપણે સાડા ત્રણ સો થી ત્રણ સો ને સાંઠ રૂપિયા ચાલે છે એક કિલો માટેને એવી રીતે એમ

ઓકે સાહેબ હા કઈ તારીખે મોકલવાનું સાહેબ આપણને ડન ઓકે બરોબર ઓકે સાહેબ રેડી ડન હું તામરું નામ પરાગ ભાઈ દેસાઈ બરાબર આ જ નંબર તમારું બૂક કરી નાખું છું ઓકે થેન્ક યૂ સર